મારું ઘર શહેર વિસ્તારથી દૂર છે ગ્રામ્ય વિસ્તારમાં અમે રહીએ છીએ જ્યાં ગ્રામ પંચાયત દ્વારા નળની વ્યવસ્થા તો કરવામાં આવી છે પણ એ પાણી અમને કોઈક વાર ઉપલબ્ધ થાય છે તો કોઈક વખત મળતું નથી જેથી અમે અમારા ઘરે જાતે જ પો પોતાનો બોરવેલ કરાવેલો છે અને અમે અમારા પોતાના જ બોરવેલનું પાણીનો ઉપયોગ કરીએ છીએ જો કદાચ અમને ગ્રામ પંચાયતનું પાણી નિયમિત રીતે મળતું હોત નિયમિત રીતે મળતું રહે તો અમને ઘણી રાહત થાય જેવી જેમ કે એ પાણી ફિલ્ટર કરીને પ્લુરોફાઇટ કરીને આપવામાં આવે છે ચોમાસા દરમિયાન આ પા ચોખ્ખું પાણી મળવાથી પાણીજન્યથી થતાં રોગોથી બચી શકાય છે જો ગ્રામપંચાયત દ્વારા પાણીની સુવિધા અમને કાયમી માટે મળે તો ઘર વપરાશ અને પીવા માટેની સમસ્યા દૂર થઈ જાય છે ઉનાળાની સિઝન દરમિયાન બોરવેલનું પાણી ખતમ થઈ જાય છે કે ઘટી જાય છે જેથી એ સમયે પાણીની ઘણી અછત વર્તાય છે જો ગ્રામ પંચાયત દ્વારા પાણી ઘરે નળ દ્વારા આપવામાં આવે તો અમારે ઉનાળા દરમિયાન પાણીની તંગીથી મોટી રાહત થઈ જાય છે ઘર વપરાશ માટે પાણી પીવા માટે પાણીની જે અછટ અમને ઉનાળા ઉનાળા વેકેશન દરમિયાન થાય છે એ અમને એનો અમારે સામનો કરવો પડે નહીં અમને નિયમિત પણે પાણી મળી જાય તો અમારે પાણી માટેની તકલીફો દૂર થઈ જાય છે

ગ્રામ્ય પંચાયત નળનું પાણી જો મળ મળતું હોત તો અમારું ઘણી સમસ્યાઓ પાણીને લઈને ઘણી સમસ્યાઓ અમારી દૂર થઈ જાત એ પાણી નળનું પાણી ફિલ્ટર થઈને આવતું હોવાથી એ પાણી એકદમ ચોખ્ખું હોય છે અને એનાથી પાણીજન્ય રોગોથી પણ અમને રાહત મળે છે